તો મારી જે પ્રોડક્ટ છે કચરાની ડોલ તો એ કચરાની ડોલ જો બરાબર વ્યવસ્થિત તૂટેલી ના હોય મીન્સ કે તૂટેલી હોય અને વ્યવસ્થિત બંધ ના હોય તો તેનાં દ્વારા કચરો બહાર ફેલાય છે કચરો બહાર ફેલાવાથી એની અંદર માખીઓ બેસે છે તેની અંદર ગંદકી મીન્સ કે સ્મૅલ આવે છે વાસ મારે છે અને એ ગંદકી થવાના કારણે રેહતા જે આજુબાજુના માણસો છે જે ઘરની અંદર જ ડોલ છે તો એ બીમાર પડે છે બીમાર પડવાનાં કારણે માંદગીનાં કારણે તેમને દવાખાને જઇ અને દવાઓ કરાવવી પડે છે અને જીવન નિર્વાહ માટે એ ખૂબ ખરાબ તેની અસર પડે છે તો કચરાની ડોલ એક તો સૌથી પહેલાં વ્યવસ્થિત હોવી જોઇએ કે જે હોતી નથી તો વ્યવસ્થિત ન હોય તો જેના કારણે આ બધું થાય છે બીજું કે કચરાની ડોલ એકદમ તૂટેલી ના હોય અને એ સરસ આકારમાં હોય ઢાંકાણાવાળી હોવી જોઈએ જો ઢાંકણાવાળી ના હોય તો કચરો બહાર ફેલાય છે ઉભરાઈને બહાર આવે છે જો લિક્વિડવાળી વસ્તુઓ તમે કચરાની ડોલની અંદર નાખતા હોય તો તે કાણી ના હોવી જોઈએ કેમ કે જયારે તમે કચરો ફેંકવા જાઓ છો ત્યારે તેની અંદરથી પાણી બહાર નીકળે છે તેની અંદરથી વાસ મારે છે પ્લસ લાંબા ટાઇમ સુધી કચરાની ડોલની અંદર કચરો ભરી શકાય નહીં તેને તરત જ ખાલી કરવો પડે છે જો ખાલી ના કરો તો એનામાંથી વાસ મારવા લાગે છે અને એ ગંદી અ ગંદી જે વાસ હોય છે એ તમારા મગજમાં ઘૂસે છે ને આ સ્મૅલથી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો કચરો જે છે એ સ લાંબા સમય સુધી રાખવાનાં રાખવા માટેનું પણ ઘણું બધું અસર થાય છે એટલે કચરાને તમે લાંબા સ સમય સુધી રાખી નથી રાખી નથી શકતા પ્લસ કચરો એ એવી જગ્યાએ મૂકવો પડે છે કે જેથી કરીને બધાનો હાથ ના અડે જો બાળકો હોય અને કચરાની ડોલ તમે એવી જગ્યાએ મૂકી હોય કે જે બાળકો અડે તો એના ખા જયારે એ ખાવા બેસે છે તેવાં ગંદા હાથેથી એ ખાવા બેસે છે એની અંદર કિટાણુઓ જાય છે જર્મ્સ ફેલાય છે અને એનાં કારણે એ બીમાર પડે છે કચરાની ડોલ હંમેશા એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે સરળતાથી ત્યાં કચરો નાખી શકાય લોકો એને અડે નહીં અને જો કચરાની ડોલને તમે અડો છો તો વારંવાર તમારે એને હાથ ધોવા પડે છે જેથી કરીને તમે બીમાર ના પડો તો આમ કચરાની ડોલનાં ઘણાં બધા નકારાત્મક કારણો પણ છે